ગુજરાતમાં મુખ્ય તહેવાર તો આમ જોવા જઈએ તો ગરબાનું મહત્વ અહીંયા વધારે છે ગરબા અને ગરબી એટલે અહીંયા ગુજરાતમાં ગરબી જે તૈયાર આમની પ્રખ્યાત છે અને ગરબા છે વલ્લભ મેવાડોના પ્રખ્યાત છે આવી રીતે તેનો ઇતિહાસ છે અને એમનો વિકાસ છે ધાર્મિકોત્સવ અને તહેવારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે થાય છે એ ગુજરાતમાં અવનવા તહેવારો બધા તહેવારો ઉજવાય છે ગરબા વસ્તુ પર ગોપ નામના શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગરબા એ ગવાય છે અને ગરબી એ રમાય છે આમ આવી રીતે નવરાત્રીના દિવસે આ માતાજીની આરાધના કરવામાં આવે છે નવ દિવસ ચોક પૂરવામાં આવે છે અને સહુ માતાજીની આરાધના અને ગરબા કરતા હોય છે આ નવરાત્રી પહેલાં શ્રાદ્ધ હોય છે એને શ્રાદ્ધ પૂરા થાય એટલે નવરાત્રી આવે છે આમ ગુજરાતમાં મુખ્ય સાંસ્કૃતિક તહેવાર જો હોય તો એ ગરબા છે આમ અત્યારે લોકપ્રિય ગરબા વિશ્વભરમાં પ્રખ્યાત છે

ઘણાં બધામાં સ્થાન મળ્યું છે અને યુનાઇટેડ સ્ટેટમાં પણ સ્થાન મળ્યું છે ત્યારે જુદાં જુદાં કલાકારો ત્યાં ગુજરાતીમાં પ્રોગ્રામ અને નવરાત્રીના દિવસે પ્રોગ્રામ કરતા હોય છે આમ એ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કે સાંસ્કૃતિક કાર્યક્રમ ક્રમો કહી શકાય છે આમ જોવા જઈએ તો ઉત્તરાયણ અહીંયા ઉત્તરાયણનો પણ બહુ મોટો પ્રમાણ છે ઉત્તરાયણ મોટેભાગે ઉત્તર ગુજરાતમાં જ્યાં વાસી ઉતરાયણના ત્યાં બંને દિવસની રજા પડી જાય છે બીજું છે સાતમ આઠમ સાતમ આઠમ મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં એટલે કે કાઠિયાવાડમાં મહત્વ છે તેમાં રાજકોટમાં મોટાભાગે પાંચમ થી છઠ ને મેળા સુધી રજાઓ પડી જાય છે આમ ગુજરાતમાં ઉજવતા મુખ્ય સાંસ્કૃતિક તહેવારોની દ્રષ્ટિએ આને પણ ધ્યાન લેવાયું છે ધાર્મિક ઉત્સવો જોઈએ તો ગણેશ ચતુર્થી છે દુર્ગા પૂજા છે આવા બધા પ્રસંગો અને ઉત્સવો ધાર્મિક ચેતી જાય છે જેમ બધાને જયંતીઓ છે આવા મુખ્ય ધાર્મિક પ્રસંગો થતાં રહે છે